આ ટ્રેક હતો રાજસ્થાનના આબુ પર્વત પરનો આ ટ્રેકની અંદર અમે સ્વામીના વિવેકાનંદ ઇન્સ્ટિટ્યુટ ઓફ માઉન્ટેનિયરિંગ પર્વતારોહણનો ઇન્સ્ટિટ્યુટ છે તેના દ્વારા જ સંકલન પામી અને ગયા હતા અને આ સંસ્થાનું મુખ્ય કાર્ય જે છે કે કોઈપણને પર્વતારોહણની કૌશલ્યમાં તાલીમ આપવી અને આ તાલીમ અમે મેળવી હતી અને આ ટ્રેક પર ગયા તે જ તાલીમની અંતર્ગત અમે આ ટ્રેકનો હિસ્સો બન્યા હતા આ ટ્રેકનો સામાન્ય રીતે આપણને લાગે કે જંગલમાં ચાલવાનું છે આનંદ માણવાનો છે કુદરત જોવાની છે પણ ટ્રેક જ્યારે અમને સમજાવવામાં આવ્યું ત્યારે ટ્રેક ને એમાં રાખવાની સાવચેતીઓ સૌ પ્રથમ જે અમને સમજાવવામાં આવી એના કારણે અમને પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારીઓ સભાનતા જે આપણામાં સામાન્ય સંજોગોમાં જોવા મળતી નથી એ ઉજાગર થઈ કારણ કે ટ્રેકમાં જ્યારે પણ તમે જાઓ ત્યારે અમુક નિયમો બનેલા હોય છે કે તમે ક્યારેય પણ હું કોઈ પ્રાણીને કોઈ પણ પ્રકારનો ખોરાક ના આપી શકું ના તમે લાઇટસનો એકસ્ટ્રા વધારે પડતો યુઝ કરી શકો ના તમે એક ચોક્કસ માર્ગ જે તમને આપવામાં આવેલો હોય એ માર્ગથી જુદા માર્ગ પર જઈ શકો દરેક વસ્તુ પાછળનું એક ચોક્કસ કારણ એ લોકોએ સમજાવ્યું અમને અને કારણ સમજવા મળ્યું એ બહાને સમજાયું કે આ ટ્રેક કરવાનો જે અનુભવ છે એ શરૂ થયા પહેલાં જ કેટલો સુખદ અથવા તો કેટલો રોમાંચક થઈ શકે અને અમે ટ્રેકમાં એન્ટર થયા ટ્રેકની અંદર પર્વતનું ચઢાણ કર્યું પર્વતની ટોચ સુધી ગયા અને ત્યાંથી રાજસ્થાનનાં અમુક શહેર છે એ રાતના કેટલાં શાંત દેખાય છે કેટલાં પ્રકાશથી ભરપૂર દેખાય છે અને આ શૂન્ય અવકાશ શૂન્યપ્રકાશ જેવી સ્થતિમાં ઘણી જગ્યાએ અમે બેઠા છીએ જ્યાં કોઈ પણ પ્રકારનો પ્રકાશ અમને અવરોધતો નથી આ સ્થિતિમાં અમે બેઠી અને આ આખેઆખા પર્યાવરણનો આનંદ માણતા હતા એ સિવાય ચાલતી વખતે જે આનંદ મળે છે કે પછી ટ્રેકિંગની અંદર જ અમુક સ્કિલ કૌશલ્ય દ્વારા તમારે બિગનિંગ છે એના દ્વારા બે પર્વતો છે કે જે બહુ નીચે છે આપણે ક્રાઉનિંગ કરીને બિગિનિંગ કરીને આ પર્વતોનું છે જે એને વચ્ચેના ગેપમાંથી સાપ જેમ નીકળે એવી જ રીતના ચાલી અને નીકળવાનું એક આપણને કાર્ય સોંપવામાં આવે અને એની તાલીમ પૂરી પાડવામાં આવે આ તાલીમમાં અંધારું હોવું બહુ ભાગ ભજવે કારણ કે આપણને ડર પણ એટલો લાગે છતાં પણ આ તાલીમ પૂરી કરવાની હોય છે એટલે એ બહાને આપણને જાણવા મળે કે કઈ રીતે પર્વતોની વચ્ચે સર્વાઇવ આપણે પોતાને બચાવી રાખવા કઈ રીતે આ ટ્રેક છે એ માત્ર જંગલમાં ફરવાનું અને આનંદ મળે એનું માધ્યમ નથી પણ કૌશલ્ય શીખે અને સારી રીતે તાલીમ પામી કાર્ય કરવાનું પણ માધ્યમ છે